હલો હા તમે હાઉસ ડોટર બોલો છો હા મારે એક ઘર લેવાનું હતું હું રત્નાકર રત્નમની ઇન્ડસ્ટ્રીસમાં કામ કરું છું તો મારે મારા ઇન્ડસ્ટ્રીસ પાસે કોઈ સારું ઘર હોય તો મારે તે લેવું છે અમે બે જણા છીએ હા ફ્લેટમાં હોય તો વધારે સારું પડશે હા ટૂ બી એચ કે જોઈએ છે

બજેટ વીસ લાખ સુધી કા પચીસ સુધી તો ત્રીસ પાંત્રીસ કરવા પડશે કાય સરખું નય પડે

હા તો ટોટલ કેટલા થાસે કાય અંદાજો

ઓકે વાંધો નય અને બીજા કોઈ ફ્લેટ કદાચ એપાર્ટમેન્ટ પણ સારા હોય તો ફોટોસ મોકલજો તો હું જોઈ લવ કદાચ ઈચ્છા થસે તો ઇ પણ લઈ શકું છું ઓકે પાંત્રીસ લાખ ને અને ચેક ચાલશેને ચેકમાં પેમેન્ટ ઓકે અને એમા કય પ્રોબલમ તો નય થાય ને પછી આગળ જયને કે કાય લોચા નય પડે ને અને કય ફાઇલના લોચા નય પડે ને કે કાય ફાઇલ ન હોય ને તમે સીધું મને ઘર આપીદો ઓકે અને મને ફોટોસ મારા નંબર પર મોકલી દેજો ને હા આજ નંબર છે હારું ઓકે